હલો હઅ હ બોલો હા તમારે ફેમિલી સાથે ફરવા જવાનું છે કે સિંગલ પ્લાન કે કોય તમારા ફ્રેન્ડ સાથે કેટલા જણા છો સર તમે ઓકે તો સર આપણે અહિયાં યૂરોપ માં તમારે કઈ જગ્યા એ ફરવા જવું છે એટલે કે કંપ્લીટ છે કે તમને નથ ખબર ઓકે ઓકે ઓકે ઓકે તો આપણે પેકેજ ઉપર હાલે છે અને પેકેજ ના કરાવું હોય તો સિંગલ સિંગલ હોટલસ અને આપણે બૂકિંગ કરી શકીએ છે પેકેજ માં તમારે એવું હોય છે કે એક પર પર્સન પેકેજ આવી જાય છે તમને એર પોર્ટેથી ત્યાંથી લઈ જાય તમને અને પાછું જેટલા દિવસ નું તમે પેકેજ કરાવો કે પાંચ દિવસનું પેકેજ કરાવ તો તમને પાછો એર પોર્ટ સુધી મૂકવાનો ખર્ચો અમારી ઉપર અને અમારી જવાબદારી અને તમને વચ્ચે કોય રસ્તા માં મતલબ જે પણ મ્યુજીયમ છે કે કોયપણ દેખાડવાની જગ્યા છે તે પણ દેખાડવાની ત્યાં સુધી લઈ જવાની ત્યાંથી પીકઅપ કરવાની જવાબદારી અમારી રેશે એટલે એમાં તમારે કેવું પેકેજ બૂક કરાવું છે એ પ્રમાણે કેમ કે એમાં ઘણા પ્રકારના પેકેજ આવતા હોય છે થોડું મોંઘું આવે છે મીડિયમ આવે છે મતલબ હોટલ પ્રમાણે પેકેજ હોય છે ફાઇવ સ્ટાર હોટલનું થ્રી સ્ટાર હોટલનું ફોર સ્ટાર હોટલ નું જો થ્રી સ્ટાર હોટલનું ચુંમાલીસ હજાર પર પર્સન ફોર સ્ટાર હોટલ નું છે છપ્પન હજાર પર પર્સન હોટલનું તમે સિક્સ્ટી ફાઇવ અથવા તો સેવેંટી ની આસપાસ થઈ શકે પર પર્સન તમે અમારી ટોરી તમે અમારી ટોરિકમમાંથી જો બૂક કરાવો તો તમને હું ડિસ્કાઉન્ટ થોડુંક આપી શકું અને હા સર હું એ જાણી શકું કે તમારે કયા ટાઇમ માં પ્લેન કરી રહ્યા છો મતલબ એક મહિના બે મહિના તો સર બે મહિના પછી તો ફેસ્ટિવલસ આવશે તો થોડુંક તમને કોસ્ટલિ વધારે થય જાશે કારણ કે બધી પ્રાઇસ વધી જાશે અને સર અમે ટિકિટ એરો પ્લેન ની પણ ટિકિટ અમારા તરફ થી બૂક કરી શકીએ છે જો તમે તમને કોય વાંધો ના હોય તો એમાં પણ તમને થોડું ડિસ્કાઉન્ટ મળી જશે તમે તમે જો વિચારી ને મને જવાબ દેજો ઓકે થેન્ક યૂ સર